અમદાવાદ વિસ્તારમાં આમ તો ઘણી બધી ભાષાઓ બોલાય છે જેમ કે મારવાડી પંજાબી મુસ્લિમ લોકો બોલે છે હિંદુ લોકો બોલે છે હિન્દી ગુજરાતી વગેરે ભાષાઓ બોલાય છે અને હા તેઓ એકબીજાની ભાષા સમજી પણ જાય છે એટલે આમ કહી શકાય કે ભાષાઓમાં તેઓ ભળી જાય છે અમારા આસપાસના વિસ્તારમાં પણ ભાષા બદલાતી રહે છે જેમ કે અમારે ત્યાં મારવાડી પણ બોલે છે લોકો ગુજરાતી પણ બોલે છે પછી આગળ મુસ્લિમ વસ્તી રહે છે તે હિન્દી પણ બોલે છે અને મેં અમારી આસપાસના વિસ્તારમાં હજુ સુધી કોઈ આદિજાતિ સમૂહો જોયા નથી એટલે મને તેમના વિશે ખાસ જાણકારી નથી